ભારતમાં ઘણાં બધા ધાર્મિક સ્થળો છે અ દાખલા તરીકે આપણે નાસિકમાં શિરડી સાઈનું એક મંદિર છે દ્વારકામાં મંદિર છે પછી અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ છે અને મુંબઈમાં હાજી અલી અ વલીની દરગાહ છે તો આ બધાં જે ધાર્મિક સ્થળો છે તો ઘણા બધા જે લોકો છે ત્યાં જઈને એની જે ડેટ્સ હોય છે કે ખ્વાજા સાહેબની દર મહિને છઠ્ઠી હોય છે એ છઠ્ઠી એ છે કે એ જે ડેટે જે દિવસે બોર્ન થયા હતા એ જ તારીખે તો દર મહિને લોકો ત્યાં મનાવે છે છઠ્ઠી તો બધાં લોકો ત્યાં ભેગા થઈને એક સેલિબ્રેશન કરે છે જેમને ઉર્સ કહે છે આપણે ગુજરાતીમાં કે ઉર્સ લોકો કરે છે તો આ ટાઈપનું આમાં તો અલગ અલગ ધાર્મિક સ્થળો પર લોકો જઈને એમને સેલિબ્રેટ કરે છે બરાબર